મોરબી જિલ્લામાં પર્યાવરણની દૃષ્ટિએ તો બહુ મોટું છે કેમ કે ત્યાં સિરામિક ઉદ્યોગ ચાલે એટલે હજારો કામ કારખાના છે જે કારખાનાઓમાં થી પર્યાવરણ બહુ સાંજે સાંજના સમયે તો બહુ એનું માટી ને ધૂળ ને આ બધું ઉડતું જ હોય છે કે જેથી આપણું આખું વાતાવરણ ધૂંધળું બની જાય છે એટલે પર્યાવરણના તો બહુ પ્રશ્ન ઊભા થયા હતા કે ભાઈ આ મોરબી જીલ્લામાં મોરબીની અંદર પર્યાવરણ પછી એમનો જે વેસ્ટ કચરો નિકળે તે નદીઓમાં ફેંકે કાં તળાવોમાં ફેંકે એટલે એ પણ મોટું નુકસાન છે કે જે નદી તળાવોને અવરોધ પેદા કરે નદી પ્રદુષિત કરે તળાવો પણ દૂષિત કરે જેમાં આપણાં પશુ પંખી પાણી પીતાં હોય નદીમાંથી પાણી લોકો ભરીને પીતા હોય છે તો આ બધું નુકસાન તો આ લોકો કરે જ છે એટલે પર્યાવરણમાં સંરક્ષણમાં પહેલામાં પહેલા આ જ મોટો પ્રશ્ન તો એના માટે બહુ લડત પણ ચાલી પણ જો આ બધુ ઉત્પાદન ન કરે તો પણ નુકસાન છે એટલે સંરક્ષણની રીતે દરેક કારખાનેદારને કહેવામાં આવેલું કે ભાઈ તમે તમારો વેસ્ટ કચરો ગમે ત્યાં ફેંકો નહીં ગમે તે એક જગ્યાએ એકઠો કરો અને એના નિકાલ માટે વ્યવસ્થા કરો કે ભાઈ આ કચરો કોઈ નદી શાળાઓ કે એવી જગ્યાએ હા ઠીક છે કોઈ એવા ઊંડા કોતરો હોય મતલબ કે ખાડાઓ હોય એમાં નાખી દ્યો કારણ કે આનો વેસ્ટ કચરો બને એટલો માટીનો જ હોય તો એ ખાડાઓ પૂરાઈ જાય ક્યાંક એવી મોટી કોતર થઈ ગઈ હોય તો એમાં નાખી દ્યો પણ પર્યાવરણની દૃષ્ટિએ મોરબીમાં બહુ પડકાર છે અને પર્યાવરણની પહેલ સંરક્ષણ માટે ત્યાંથી થઈ કે ભાઈ આપણે પર્યાવરણને નુકસાન ન થાય એ કુદરતી સ્રોત જેવી વ્યવસ્થાઓ છે તે તમામ વિસ્તારની કાળજી લેવી સંરક્ષણની સરકારે પહેલ કરાવી કે ભાઈ આ પર્યાવરણ આપણને નુકસાન કરશે આપણી જ પ્રજાને નુકસાન થશે આપણા જ શહેરને નુકશાન થશે આપણા જ ગામડાઓને નુકસાન થશે માટે કોઈ પણ ને નુકસાન ન થાય તે રીતના ઉધોગો ચાલુ રાખો અને બધું સારી રીતે તમારો ઉધોગ ચાલે તે રીતે વર્તન કરો